પશુમાં યોગ્ય પશુ આહાર અને ખોરાક પસંદ કરવું તે તંદુરસ્ત અને ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે સામાન્ય રીતે પશુપાલનમાં મકાઈ સોયાબીન અલ્ફાલ્ફા અને ઘાંસ જેવા અનેક ખોરાકનો ઉપયોગ થાય છે અને દરેક ખોરાકમાં અલગ અલગ પોષક તત્વો હોય છે જે પશુઓના સાર્વત્રિક વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવે છે મકાઈમાં ઉર્જા ભરપૂર હોય છે અને પશુઓ માટે તે એક મુખ્ય ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે મકાઈ ખાસ કરીને ઘી દૂધ અને માંસ ઉત્પાદનમાં મદદરૂપ હોય છે મકાઈમાં કાર્બોહાઇડ્રેટની સારી માત્રા હોય છે જે પશુઓને ઉર્જા માટે જરૂરી છે ઉલ્લેખનીય છે કે મકાઈને બાકીના ખોરાક સાથે સમન્વયમાં આપવામાં આવે તો પશુઓની તંદુરસ્તી જળવાય છે સોયાબીન એક પ્રોટીનથી ભરપૂર આહાર છે જે પશુઓની માઠમાં પ્રોટીનની જરૂરિયાત પૂરી કરે છે પ્રોટીન પશુઓના વિકાસ માટે અત્યંત જરૂરી છે ખાસ કરીને ઉછેર પ્રજનન અને તંદુરસ્ત દૂધ ઉત્પાદન માટે સોયાબીનનો ઉપયોગ પૌષ્ટિક આહાર તરીકે કરવામાં આવે છે અને પશુઓને આપવાથી તેઓ વધુ હમણાં હમણાં માંસ અને દૂધનાં ઉત્પાદન માટે તંદુરસ્ત રહે છે અલ્ફાલ્ફા જે પત્તાવાળી વનસ્પતિ છે તે પણ પ્રોટીન ફાઈબરથી ભરપૂર છે તે દૂધારૂ પશુઓ માટે ખાસ કરીને ખૂબ ઉપયોગી છે આ ખોરાક પશુઓનાં પાચન તંત્રને મજબૂત બનાવે છે અને આરોગ્ય જાળવવામાં મદદ કરે છે અલ્ફાલ્ફાને ખોરાકમાં ઉમેરવાથી પશુઓનાં દૂધ ઉત્પાદનની ગુણવત્તામાં પણ વધારો થાય છે ઘાસ એક કુદરતી આહાર છે પશુઓના આહારમાં મુખ્ય સ્થાન ધરાવે છે ઘાસમાં વિટામિનસ મિનરલ્સ અને ફાઈબરની સારી માત્રા હોય છે તે પશુઓનાં પાંચનતત્રને તંદુરસ્ત રાખવા માટે મદદરૂપ છે ઘાસના નિકટ સહયોગ રીતે પશુઓ માટે આરોગ્યપ્રદ વાતાવરણનું નિર્માણ થાય છે જો તમે પશુઓને તંદુરસ્ત દૂધ અને માસનું ઉત્પાદન આપતા બનાવવા ઈચ્છો હો તો આ બધા આહારનો સમતુલ સમાવેશ કરવો ખૂબ જ જરૂરી છે વિટામીન્સ અને મિનરલ્સનો યોગ્ય સમન્વય પશુઓને તંદુરસ્તી જાળવવા માટે અને ઉત્પાદન વધારવા માટે અત્યંત જરૂરી છે